હલો માનસિંગભઇ વાત કરો છો માનસિંગભઈ હું હેલ્પેજ ઇન્ડિયામાંથી વાત કરું છું ભાવેશ મને તમારો નંબર મળ્યો હતો હેલ્પેજ ઇન્ડિયા છે ને વૃદ્ધો માટે કામ કરે છે અને ભારતની અંદર ઘણાં બધાં રાજ્યોમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે તો અત્યારે અમે લોકો વૃદ્ધો માટે એક નવું કામ શરૂ કરી રહ્યા છીએ એ જેમ સ્લમ વિસ્તારમાં રહેતાં વૃદ્ધો હોય એને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે આપણે એ જ કામ કરવાનું છે આપણે કે વૃદ્ધો માટે અમે લોકો શું કામ કરી શકીએ તમારે કામ નથી કરવાનું અમે તમારી માટે કંઈક કામ કરીશું

સરકાર તરફથી હા સરકાર તરફથી હા માનસિંગભાઇ સરકાર તરફથી સરકારની જે વિવિધ યોજનાઓ ચાલું છે જે સોશિયલ સર્વિસ ચાલું છે તો આપણે વૃદ્ધ પેંશન યોજના હોય છે એ સાઠ વરસથી ઉપરનાં વૃદ્ધો હોય છે તો એને એ એમ ટી એસ બસમાં ફ્રી સેવા મળે છે જે મફ્ત મુસાફરી કરી શકે છે તો એ બધાં સેવાના આપણે અમૂક જે વૃદ્ધો છે જે લોકોને ખરેખર જરૂરિયાત છે એ બધા જ હા હા બોલો બોલો અરે ના ના આપણે અમે અમારી જે છે ને હેલ્પેજ ઇન્ડિયા એ રજીસ્ટર એન જી ઓ છે એ આ બધું જ કામ કરે છે અને હેલ્પેજ ઇન્ડિયા તમે ગૂગલમાં સર્ચ કરો તમે ઍન્ડ્રોઈડ ફોન વાપરો છો ટચસ્ક્રીનવાળો ઘરમાં કોઈ તમારો દીકરો કે દીકરી જે આવો એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય ને તો એને કહેજો કે નેટ ચાલું કરીને એમાં ગૂગલમાં હેલ્પેજ ઈન્ડિયા લખે એટલે તમને અમારી વૅબસાઈટ બતાવશે અને અમે લોકો વૃદ્ધો માટે શું શું કામ કરી રહ્યા છીએ અને આગળનાં આવતા દસ વર્ષમાં અમે લોકો શું શું કામ કરવા માગીએ છીએ અને ગુજરાતમાં

હું શું કહું છું માનસિંગભાઈ આપણે એક વાર એવું હશે તો રૂબરૂ મુલાકાત કરી અને આ જે તમારા પ્રશ્નો છે કે પૂરતાં દસ્તાવેજો નથી તો અમારી સાથે હેલ્પેજ ઈન્ડિયાની સાથે અમે એક ઘણી બધી સંસ્થાઓ સાથે ટાઇ અપ કરેલું છે કે જેવું અમે સંસ્થાઓ સાથે જોડાણ કરેલું છે પ્લસ અમે ગવર્મેન્ટ સાથે પણ જોડાણ કર્યું છે ગવર્મેન્ટના વિવિધ વિભાગો છે જેમ કે સમાજ કાલ્ય વિભાગ સમાજકલ્યાણ વિભાગ છે સી એચ સી સેન્ટરો હોય છે સિવિક સેન્ટરો હોય છે આ દવે દરેક સેન્ટરોમાં અમે લોકોએ છે ને એ લોકો સાથે જોડાણ કરેલું છે કે સ્લમમાં જે લોકો રહે છે એમની પાસે પૂરતાં ડોક્યુમેન્ટ તો હોતા નથી જ તે ઘણાં બધા લોકો પાસે નથી હોતા તો અમે આવાં લોકોની ઓળખ કરીએ છીએ અને આવાં લોકો માટે છે ને અમે એમનાં વિસ્તારમાં જ એક કેમ્પનું આયોજન રાખીએ છીએ કે જેમાં એ લોકોને દરેક દસ્તાવેજો એમનાં ઘર આંગણે બની જાય અને એ મફત બને ના ના ચોક્કસ આપણે આવું આવાં કામ કરીશું ને આગળ તમને સાથે રાખીને જ કામ કરવાના છીએ અને અમે અમદાવાદનાં ઘણા બધા વિસ્તારોમાં કામ કરીએ છીએ ઘણાં બધાં વિસ્તારોમાં અમે આવી રીતે કેમ્પ પણ યોજીએ છીએ પણ અમારે કેવું હોય છે કે હવે અમે ડાયરેક્ટ કોઈ વિસ્તારમાં જઈએ અને કેમ્પ કરીએ તો લોકોનો પ્રતિસાદ અમને ના મળે બરાબર છે અમને કોઈ ઓળખતા હોય અને જો અત્યારે આપણે વાત છે વાતચીત થઈ તો તમને ખબર પડી ગઈ હેલ્પેજ ઈન્ડિયા આવી રીતે લોકો માટે કામ કરે છે અને સેવાનું કામ કરે છે અને એ પણ વિનામૂલ્યે કામ કરે છે ચોક્કસથી હું શું કહું છું હા હા બોલો બોલો માનસિંગભાઇ હું એમ કહું છું કે હું આ અઠવાડિયાની અંદર તમને ફોન કરીને તમારા ઘરે રૂબરૂ મળવા માટે આવીશ ને તમારા વિસ્તારમાં જે લોકો બીજા તમારી ઉંમરના જે બીજા ભાઈઓ અને બહેનો છે એ લોકોને તમે એક વાર ભેગા કરીને રાખો આપણે એમની સાથે મુલાકાત કરીએ વાતચીત કરીએ અને આપણે કઈ રીતનું આગળ કામગીરી કરીશું એ આપણે ચોક્કસથી જોઈ લઈશું કેમ કે આમાં શું છે માનસિંગભાઈ કે દરેક લોકોના પ્રશ્ન અલગ અલગ હોય છે તમારો પ્રશ્ન કંઈક અલગ છે તમારે એમ ટી એસ બસનો પાસ લેવો છે કેમ કે તમારે દરરોજની મુસાફરી કરવાની હોય છે અમૂક લોકોને વૃદ્ધ પેંશનની જરૂર હોય છે કેમ કે આર્થિક રીતે નબળાં હોય છે તો વૃદ્ધ પેંશનની જરૂર હોય છે તો બધા લોકોના પ્રશ્ન અલગ અલગ હોય તો આમ તમારા વિસ્તારમાં કેટલાં લોકો હશે વૃદ્ધ ચોક્કસ ચોક્કસ તો આપણે હું છે ને આ અઠવાડિયાની અંદર તમને મળવા માટે આવીશ અને ફોન કરીશ અને તમે મારો આ નંબર છે ને એ સેવ કરી રાખજો મારું નામ ભાવેશ વોરા છે બરાબર તો તમે નંબર સેવ કરી લેજો અને હું જ્યારે એઠવાડિયામાં આવીશ તો તમને એક વાર ફોન કરીને જ આવીશ બરાબર છે સારું માનસિંગભાઈ હા હા ના ના ચોક્કસ ચોક્કસ હોં માનસિંગભાઈ મળીએ પછી આપણે હોં હા હા